મારા મનગમતાં ગીતો તો એવાં હોય કે એક તો એક છે હિન્દીમાં છે ના ના ના છૂના ના છૂના દૂર હી રહેના પરી હું મેં આ ગીત મને એટલે પણ ફાવે છે કે એને ફાલ્ગુની પાઠક જરૂર ગાય છે જ્યારે એ એના ગરબા કરે આ ગીતો સંભાળવાથી મને તણાવમાંથી મુક્તિ મળે છે હું શિક્ષિકા છું તો જ્યારે મારો કામ પૂરું થઈ જાય ભણાવવાનું તો જ્યારે મારે પાસે થોડો ટાઇમ હોય તો આ ગીતો સાંભળી જાઉં તો મારે થોડું તણાવથી મુક્તિ મળે છે અને બીજું મારું મનપસંદ ગીત છે ચાર ચાર બંગડીવાળી એ કિંજલ દવે એ ગાયું છે એ ઘણું વખત તો લોકગીતો જ ગાય છે એમનાંથી સાંભળવાથી અમે જ્યારે પ્રવાસે જઈએ યાત્રા જઈએ ત્યારે અમે ગીતો ગાઈએ છીએ અને સાંભળીએ છીએ તો અમારે સારું લાગે છે